આજકાલ તો હવે ઘણા ઘરોમાં બધી જ જગ્યાએ ટોયલેટ હોય જ છે કોઈને ત્યાં એક હોય બે હોય તો એના ફાયદા ગેરફાયદા બંને જ છે આજકાલ તો બધે વેસ્ટર્ન કલ્ચર ચાલે છે તો વેસ્ટર્ન ટોયલેટ હોય છે તો વેસ્ટર્ન ટોયલેટ હોય એમાં બેસીએ તો આજકાલ ઘણા લોકોને પેટની બધી તકલીફો આવી છે કે કબજિયાત થઈ જાય છે બરાબર મળ પાસ નહીં થાય પહેલા જે અસલ બેઠુ ટોયલેટ હતું બેસીને કરવા માટેનું તો એમાં આવી બધી તકલીફો નહીં રહેતી ત્યારે એકદમ પેટ સાફ થઈ જતું હતું અને આટલી બધી બીમારીઓ પણ નહીં હતી ઘરમાં ટોયલેટ હોય તો પટ્ટસે કોઈને ઝાડા થયા હોય કે કોઈએ જવું હોય તો પટ કરીને પોતાનું મળ ત્યાગ કરી શકે છે જ્યારે જુના જમાનામાં ટોયલેટ તો નહીં હતાં ત્યારે ઘણા લોકો ખેતરમાં જતા આમ તેમ ગટર હોય ત્યાં પાસ કરતાં તો આ બધું થોડું અનહાઈજેનિક એમાંથી બીમારીઓ બી ફેલાવાનો ડર રહેતો હતો ઘણાને ત્યાં ચાલી સિસ્ટમ હોય તો પોતાના ઘરમાં ટોયલેટ નઈ હોય તો એ લોકોએ ડબ્બા લઈને જવું પડતું હતું ટોયલેટ એટલે ટોઇલેટ નહીં હોય તો પણ ખૂબ જ બધાએ તકલીફ વેઠવી પડે અન બધી જ વસ્તુનો પછી સામનો કરવો પડે કે અનહાઇજેનિક હોય તો એની સાઇડ ઈફેક્ટ પણ ઘણી બધી હોય કે તમને કોઈક જગ્યાએ ઇન્ફેક્શન લાગે અને ખાસ કરીને સ્ત્રીઓને તો આ બાબતે ખૂબ જ સાવચેતી રાખવી પડે કે કોઈ આવી અનહાઇજેનિક જગ્યાએ મળ ત્યાગ કરવા માટે જાઓ અને ત્યાં કોઈ ઇન્ફેક્શન લાગે તો મોટી બીમારીનો પણ ભય રહેતો રહેતો હતો જો કે આજકાલ હવે પોતાના ઘરમાં બધાને ત્યાં જ મોટેભાગે હવે ટોયલેટો આવી ગયાં છે તો એ બધી થોડી વસ્તુઓ નો ભય હવે ઓછો રહી છે કે ઇન્ફેક્શન લાગી જાય એ બધું તો એ ભય હવે ઓછો થઈ ગયો છે પણ આપણું જે ઇન્ડિયન સીટિંગવાળું ટોયલેટ એ આપણો આપણા બધા જ માટે ખૂબ જ સારો વિકલ્પ છે પણ આજકાલના નવા જનરેશનમાં તો બધાને ઊભી ટોઇલેટ જ ગમે છે કે બસ સવારે ઊઠો અને સીટ પર બેસીને મળ ત્યાગ કરતા હોય છે એટલા માટે કબજિયાત અને પેટને લગતી બધી ઘણી બધી બીમારીઓનો પણ સામનો કરવો પડે છે એટલે ઘરમાં ટોઇલેટ હોય કે બહાર ટોઇલેટ હોય બન્નેવના ફાયદા ગેરફાયદા બંનેમાં જ છે